જ્યારે પણ હું બાઇકિંગ કરતો હોઉં છું એટલે કે બાઈક ચલાવતો હોઉં છું મુસાફરી દરમિયાન ત્યારે સૌથી અગત્યની બાબતો હું મારા મિરર પર વધારે ધ્યાન રાખું છું સામેની સાઈડ અને મિરર ઉપર કારણ કે પાછળથી પણ ક્યારેક આપણને ઓવરટેક કરવાની ગણતરીમાં ક્યારેક કોઈક આપણને અજાણતા ઍક્સિડન્ટ થઇ જતો હોય છે તો ખાસ કરીને હું ઓવેરટેક જલ્દી કોઈને કરતો નથી અને જ્યાં ખુલ્લો રોડ જોઉં છું ત્યારે જ હું મારી બાઈકની સ્પીડ વધારું છું નહીં તો મારી બાઈક લગભગ ચાળીસથી પચાસની વચ્ચે જ મારી બાઈક ચાલતી હોય છે ક્યારેય હું પચાસની પ્લસ નથી જતો હા ક્યારેક ખુલ્લો રોડ હોય સાધનો એકદમ ઓછાં હોય અને સ્પેસ મળે તો હું થોડી સ્પીડ વધારી પચાસથી સાઠની વચ્ચે ગાડી ચલાવી લઉં છું પરંતુ નૉર્મલી જયારે રોડ બીઝી હોય અથવા તો ઘણા બધાં સાધનો હોય ત્યારે હું નોર્મલી ચાળીસથી પચાસની વચ્ચે મારી સ્પીડ રાખું છું જેથી કરીન ઈમરજન્સીના ટાઈમે હું મારી ગાડીને પૂરેપૂરો કંટ્રોલ કરી શકું આ બાબતનો હું ખાસ ધ્યાન રાખતો હોઉં છું અને સલામતી માટે સૌથી તો હું પ્રથમ તો હું હૅલ્મેટ વગર તો ક્યારેય ક્યાંય નીકળતો નથી હૅલ્મેટ જયારે બી હું બાઈકિંગ કરતો હોઉં છું ત્યારે હું મારા સેફ્ટી માટે હૅલ્મેટ પ્રથમ મારું પસંદ છે તો હું હૅલ્મેટ વગર તો મુસાફરી કરતો જ નથી તેની સાથે દસ્તાવેજોમાં હું મારું લાઇસન્સ પ્લસ હાર્ડ કોપીમાં અને મોબાઈલની અંદર હું પી યુ સી પ્લસ મારી બાઈકના જે કાગળ હોય છે દસ્તાવેજો એ પણ હું રા સાથે રાખતો હોઉં છું ગરમીના સમયમાં હું ગ્લવ્ઝ પહેરવાનું રાખું છું હાથે મોજા પહેરવાનું રાખું છું કારણ કે પરસેવાનાં કારણે અમુકવાર સ્ટિયરિંગ પર હાથ લપસી જવાથી અમુકવાર બૅલેન્સ નથી રહૈતુ હોતું અને ઍક્સિડન્ટ થવાની સંભાવના ઘણી રહી જતી હોય છે તો આવા બધા નિયમો જે છે એ હું એને ફૉલો કરતો હોઉં છું અને એનું ખાસ ધ્યાન રાખતો હોઉં છું